મીડિયા ગ્રામીણ વિસ્તારોના ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને અવગણતી હોઈ શકે છે જેમાં નીચેના મુદ્દાઓ સામેલ છે દાખલા તરીકે કૃષિ સમસ્યાઓ ખેડૂતોની આપઘાત અને ખેતીના ઊંચા ખર્ચ ઓછા ઉત્પાદન અને વેચાણમાં ન નફો ન મળવાની સમસ્યાઓ સાંપ્રદાઈક વિવાદો અને જાતિવાદ જાતિ આધારિત વિમાનો અને અસમાનતા સાથે સંબંધિત મુદ્દાઓ શિક્ષણ અને આરોગ્ય સેવા ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની ખામી અને આરોગ્ય સેવાઓની અપ્રાપ્યતા મહિલાઓ અને બાળ અધિકારો મહિલા અધિકારો બાળ મજૂરી બાળ વિવાહ અને યૌન શિક્ષણ જેવા મુદ્દાઓ પાણી અને નિકાલ પ્રણાલીઓ પીવાના પાણીની અછત અને નિકાલ પ્રણાલીઓની દુર્દશા